મેમ તમે ડીપીએસ સ્કૂલમાંથી પ્રિન્સિપાલ બોલો છો હું સોનલ છું તમારી સ્કૂલમાં જ છું અને એઈટ સ્ટાન્ડર્ડમાં છું રાજેશ ભાઈ મારે મારી પ્રોગ્રેસ રિપોર્ટ જોવી હતી એટલે તમારી જોડેથી જાણવી છે કંઈક કેવું છે મારું પરફોર્મન્સ સ્કૂલમાં હા એના માટે જ હા હું જ છું મેમ મેં ક્લાસીસ જોઇન કર્યા છે મેમ આણંદમાં જ છે આપણી સ્કૂલની નજીક જ હા સારું તો હું નેક્સ્ટ મંથથી નેક્સ્ટ મંથથી આપણી સ્કૂલમાં જ જોઈન કરીશ હા સોર્સ માંતો હું ઓકે મેમ મેમ ઇંગ્લિશમાં કેવું છે મારે અને એના માટે કોઈ ટ્યૂશનની જરૂર રહે અને એમાં કઈ રીતે હું પ્રીપેરેશન કરી શકું મારું ઇંગ્લિશ કઈ રીતે ઇમ્પ્રુવ કરાય અચ્છા ગ્રામર એટલે ટેન્સ ને એ બધું ડિગ્રી હા સારું મેમ અને મેથ્સમાં હું ટ્યૂશન સિવાય આપણી સ્કૂલમાં કંઈ તમે એમને કહી શકો મેથ્સ માટે અને ત્યાં કેટલી ફિસ છે અચ્છા ત્યાં સારું વાંધો નહીં અને મેમ મારે સાઇન્સમાં બી થોડું ઇસ્યુ હોય હા તો ના મેમ હું નેક્સ્ટ મંથથી ટ્યૂશન જોઈન કરીશ આપણી સ્કૂલમાં જ હં સારું મેમ ઓકે